હા યસ હા હા હા હમ હમ હા હા રાઇટ રાઇટ રાઇટ હા હા હા હા હા હા હા હા હા હા હા હા સાચી વાત છે હા હા હા હા હા હા હા હા હા હા ચોક્કસ આપણે આપણે એમ કે માની લ્યો કે આપણું બાર વાગ્યાથી લેક્ચર્સ શરૂ થતાં હોય તો અગિયાર વાગે એમ ઝીરો અવરમાં એકસ્ટ્રા લેક્ચર્સ લઈને અથવા પાંચથી છ ના સમયમાં કે અમુક દિવસે જાહેર માની લો કે જાહેર રજાઓમાં પણ મતલબ બીજો ચોથો શનિવાર આપણે જાહેર રજા હોય ત્યાં વધુ લેક્ચર્સ ગોઠવીને પણ આપણે જે બે ચાર દિવસ ભારે વરસાદના કારણે

વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી કેટલાક આવતા હોય છે અને કારણે એની સલામતી બઉ મોટી સમસ્યા છે વાહન વ્યવહાર ના ચાલતો હોય પોતાનું વાહન લઈને આવતા હોય એમાં પણ એટલે એકસ્ટ્રા લેક્ચર્સ લઈ મતલબ બે ચાર દિવસ એ ચારથી પાંચ દિવસો એક વીક સુધી બબ્બે લેક્ચર્સ એકસ્ટ્રા ગોઠવીને પણ મેડમ એમ પણ થઈ શકે કે જેનો કોર્સ પૂરો થઈ ગયો હોયને એના કાર્ય માનો કે એનો વર્ગ ફ્રી હોય તેમાં આપણે જઈને પણ આપણું વર્ક કરી શકીએ હં હં હા હા હા હા હવે એટલે આ ટાઈપની અરેજમેન્ટ થઈ શકે અને અમુક મહત્વના વિષયો તમે જેમ કીધું કે ક્રિટિ એમકે છે ક્રિટીસીઝમ છે આ બધાં સબ્જેક્ટમાં તો કોર્સ સારી રીતે થાય એ જરૂરી છે નહીંતર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પર્ફોર્મ ના કરી શકે સાહેબ હા તો એજ કે આ એ રીતે એરેંજ ગોઠવી શકાય કાંઇ વાંધો નહીં એમાં કોઈ સવાલ નથી ઓકે ઓકે